હા એકરજ પ્રજાપતિ બોલું છું ફરવા માટે તો ગુજરાત સારું છે બધી જગ્યાએ પછી તમારે જવું હોય તો આપણે દ્વારકા છે સોમનાથ છે ગિરનાર છે અમદાવાદ છે તમારે જે જોવા હોય એ જોવા આવી શકો છો તમે દ્વારકાનું દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું ભવ્ય મંદિર છે જ્યાં ત્યાં તમને ખૂબ જ દર્શન સારાં દર્શન થઈ શકે છે ભગવાન કૃષ્ણનાં પછી સોમનાથમાં મહાદેવ સૌપ્રથમ જ્યોતિર્લિંગ છે એ બી એક બહુ જ પ્રચલિત અને સુંદર છે એ જોઈ શકો છો તમે પછી ગિરનારમા ગુરુ દત્તાત્રેય મહારાજનું મંદિર છે ગિરનાર શિખર પર અમદાવાદનું સૌથી ઊંચો પર્વત ગિરનાર છે તે બી સારું છે એમાં ટોટલ દસ હજાર પગથિયા છે એ બી તમને જોવાલાયક છે પછી એક આણંદ દ્વારકામાં શું કહો છો તમે શું કહો છો તમે હા એ દ્વારકામાં આખી દ્વારકા દરિયામાં ડૂબેલી છે હા તો એ ત્યાં બી સારી સારી જોવાલાયક સ્થળ છે ત્યાં બેટ દ્વારકા જોવાલાયક છે ગોમતીઘાટ છે પછી ત્યાં તમે આવી શકો છો અને જોઈ શકો છો તમે ત્યાં આવતા હોય તો તમને ત્યાં રહેવાની બી સગવડ થઈ જાય ખાવા પીવાનું બી ત્યાં સારું હોય છે તમારે તમે ત્રણ ચાર દિવસનો સ્ટે લઈને આવો તો બી તમને સારું રહે આમ તમારો સફર આનંદમય રહે પછી તમે એનાથી વિશેષ તમારે જોવું હોય તો તમે આણંદ આવી શકો છો આણંદમાં મોટી મોટી કંપનીઓ છે સારું સારું છે આણંદમાં શોરૂમ છે આણંદમાં પછી તમારે ત્યાં આવો તો ખાવા પીવાની બી ચિંતા કરવાની જરૂર નથી ખાવા પીવાનું બી બધું એકદમ તમને મળી રહે ને સારું રહેશે ઓકે થેંક્યુ